હલો શું વેલકમ શું વેલકમ શું વેલકમ ક્યારનો વેલકમ તો કરી નાખ્યો અડધી કલાક થઈ તમે અમને ટાઈમ શું આપ્યો તો કે તમારો રૂમ અમે તમે અહીંયા આવશો તમને રૂમની ચાવી આપી દેવામાં આવશે તમે બસો છ નંબરનો મને રૂમ તમે આપ્યો છે બરોબર તો આ ચાવી મારા હાથમાં છે તે બરોબર હજી કીધું પાંચ મિનિટ તમે ખમો પાંચ મિનિટ ખમો બરોબર આજે પોણી કલાક તમે કાઢી નાખી છે પાંચ મિનિટ મારે આ ઠેલા ઠેલા બધી બિસ્તરા પોટલા લઈને બહાર બેસવાનું મારે તમારી પાસે આ આવડી મોટી હોટલ લઈને બેઠા તમે પણ આવડી મોટી હોટલ લઈને તમે બેઠા સ્ટાફ નથી તમારી પાસે સ્ટાફ નથી તમારી પાસે કોઈ પગાર નથી દેતા સ્ટાફને કોઈને આતો આ પોણી કલાક થઈ પોણી કલાકથી મારે અહીં સોફામાં બેહું કોઈ પાણીનું નથી પૂછતું ચાનું પૂછતું નથી તો હું કરવાનું મારે અહીં કને બેસીને શું નથી મળતો સંસ્થા આ તમારી હોટલને કરી દયો બંધ હું બેહું હું સંભાળી દઉં તમારી જગ્યાએ બેસીને પણ એમ નથી તમે પણ તમે અડધી અડધી કલાક પાણીનું કોઈ પૂછ્યું તમારી આવડી મોટી હોટલ લઈને બેઠા તમે તમે સાહેબ બેહો પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ હું અહી પરસેવો વળી ગયો તમે આંખ જો આ પંખો કોઈ ચાલુ કરી દીધો પંખોય નથી હાલતો જોવો મારે અહીંયાં તમારે અહીંયાં હું કલાક શેના કલાકાર શેના કલાકાર કર્યા તમે શેના કલાકાર સોરી નથી જોતું મારે તમારું મારે ઓન ધ સ્પોટ રિઝલ્ટ જોઈશ તમારી પાસેથી તમે મારી ભેગા હાલો તમે અત્યારે રૂમમાં અત્યારે હાલો રૂમ ખાલી કરાવો ફટાફટ હાલો મારી ભેગા જ હાલો અત્યારે ઓન ધ સ્પોટ નકર મને હે ને જો મારું આ કેન્સલ કરી દો મારું આખું આ આ પેકેજ જે પેકેજ લીધું તમે મને આ પચાસ સાઈઠ હજાર રૂપિયા પેકેજ કર્યું છે ને મેં સંતોષ આટલી આવ્યા ભેળો જ અસંતોષ થયો આવ્યા ભેળો જ અસંતોષ થયો હું કરવાનું મારે હવે નથી વાત સાંભળવી તમારી મૂકો